આપણાં રોજિંદા જીવનમાં ઉપયોગી હોય તેવાં ઘણા પ્રકારનાં નાણાકીય સાધનો અથવા સંસાધનો હવે પ્રાપ્ય છે એમાં પણ ડિજિટલ ક્રાંતિ જ્યારથી આપણા દેશમાં આવી છે ત્યારથી આ બધું ખૂબ જ સુવિધાજનક થઈ ગયું છે જો મોબાઈલ હોય તમારી પાસે તો મોબાઈલમાં દરેક અલગ અલગ બેન્કની એપ્સ ડાઉનલોડ કરીને તમે મોબાઈલ એપ પર પણ તમારું કામ કરી શકો છો ઘરમાં જો પર્સનલ કોંપ્યુટર હોય લેપટોપ હોય તો એનો ઉપયોગ કરીને પણ તમે વિવિધ પ્રકારના સર્વિસિસ ભોગવી શકો છો તેમજ રોકાણ પણ કરી શકો છો આપણે ત્યાં મ્યુચ્યુઅલ ફંડ શેરબજાર ચાલે છે મ્યુચ્યુઅલ ફંડ માટેની પણ અનેક ઇન્સ્ટીટ્યૂટ છે તે જ પ્રમાણે બેન્કોમાં પણ અનેક પ્રકારની વૈવિધ્ય હોય છે રોકાણ માટે જેમકે તમે ફિક્સ ડિપોઝિટ કરો ટમ ડિપોઝિટ કરો વગેરે તો એ બધા માટે હવે ખૂબ સહેલું થઈ ગયું છે કે દરેક ઇન્વેસ્ટર પોતાનાં ઘરે બેઠો બેઠો જે કંઇ હોય જે એનો ઇન્ટરેસ્ટનો વિષય કે ભાઈ મારી પાસે વધારે પૈસા છે તો એ વધારાના પૈસા મારે ફંડમાં રોકવા છે તો એ મ્યુચયલ ફંડમાં પણ કયા કયા સારા પ્રકારનાં ફંડ છે તે પણ તમે ઈન્ટરનેટ ઉપર સર્ચ કરીને એનું એનાલિસિસ કરી શકો છો અને તમને ખ્યાલ આવે કે આ ફલાણું ફંડ છે તો એ ત્રણ વરસમાં આટલું રિટન આપે છે પાંચ વરસમાં આટલું આપે છે અને જ્યારથી એ શરૂ થયું છે ત્યારથી એણે આટલા ટકાએ અત્યાર સુધીનું એણે વળતર આપ્યું છે તો આ રીતે ઘરે બેઠા બેઠા અને કોઈપણ એજન્ટની મદદ વિના ડાયરેક તમે ફંડ ખરીદી શકો છો એ જ રીતે તમે ઘરે બેઠા બેઠા ડાયરેક તમારા મોબાઈલ ઉપર કે કોંપ્યુટર ઉપર શેર બજારમાં પણ ઇનવોલ થઈ શકો છો અને જે તમે શેરમાં ઇન્ટરેસ્ટ ઇન્વેસ્ટ કરવા માગતા હોય તો એ તમે ઘરે બેઠા ઓનલાઈન કરી શકો છો તો આ રીતે હવે આજના જીવનમાં બધું ખૂબ જ સહેલું થઈ ગયું છે સુવિધાજનક થઈ ગયું છે અને એમાં ટ્રાનઝેક્સન પણ બધા સેફ રહે છે એટલે એ સેફટી પણ મને બહુ સારી લાગે છે અને હું જ્યારથી આ બધું ડિઝિટલ ક્રાંતિ આવી છે ત્યારથી મારું બેન્કમાં જવાનું કે બ્રોકર પાસે જવાનું કે એ બધું ઓછું થઈ ગયું છે અને ઘરે બેઠા બેઠા જ હું મારા મોબાઈલ એપથી અથવા મારા લેપટોપથી આ બધા જ કામ શાંતિથી કરી શકું છું કેરફૂલ એનાલિસિસ પણ દરેક વસ્તુનું કરી શકું છું ઈન્ટરનેટ ખોલીને તો આ પ્રકારની એક સગવડ હવે એટલી બધી સુંદર છે કે આપણું રોજિંદું જીવનમાં આજે ઇન્વેસ્ટમેન્ટ માટેનાં જે કંઇ નાણાકીય સાધનો છે સંસાધનો છે તે ખૂબ સુવિધાજનક થઈ ગયાં છે